ગુજરાતી કળા અને હસ્તકળા એ બહુ જ પ્રખ્યાત છે જેમ કે પાટણના પટોળા અને કચ્છી વર્ક એમ કચ્છમાં કચ્છી વર્ક થાય છે જેમ કે આપણે કોઈ પણ કાપડ હોય તો તેના હાથ વડે એમાં હાથ અને સોય વડે એમાં વિવિ વિવિધ પ્રકારની કળાઓ જેમ કે ઝાડ છે પશુ પક્ષી છે અથવા તો કોઈ પણ ડિઝાઇન બનાવવામાં આવે છે એ મશિન દ્વારા નહિ પણ હાથ દ્વારા કહેતા કે બહેનો પોતાના હાથેથી બનાવે છે એવી રીતે પાટણના પટોળા વર્ષોથી એવું નથી હમણાં ભાઈ પચાસ વર્ષથી શરૂ થયા પણ હા પાટણના પટોળા તો વર્ષોથી વખણાય છે અને એ આજ પણ એ હાથોથી જ બનાવવામાં આવે છે તમે કોઈ પણ મશિનથી બનાવો તો પાટણના પટોળા બની શકતા જ નથી જેનું ઓથેન્ટિક કહેવાયને એ હાથથી જ બને છે એ ગુજરાતમાં બધા જ ગામડાઓમાં લીપણકામ કરવામાં આવે છે ઘરમાં લીપણકામ એને ગારો કેતા કે માટીને પાણી સાથે મિક્સ કરીને એવું બનાવવામાં આવે છે અને ઘરની બધી જ દીવાલો ઉપર છત ઉપર બધે લગાવવામાં આવે છે જેનાથી ઘર એ શિયાળામાં ગરમ અને ચોમ ચોમાસામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ રહે છે એવું લીપણકામ કરવામાં આવે છે અને છાણાં છાણાં કામ પણ એ રીતના જ કરવામાં આવે છે અને ભારતની હસ્તકળા જેમાં ચિત્રકળા પણ થઈ ગઈ અને કાઇટ ફેસ્ટિવલ જેમ કે પતંગો છે તો પહેલાં તો હાથથી જ બનાવતા હતા તો ખંભાતના પતંગ હાથથી બનાવતા હતા એ પણ જગ વિખ્યાત છે ભારતની કળાઓમાં બહુ બધું આવે છે જેમ કે ભરવાડો જે જેમના અત્યારે પણ ઓથેન્ટીક એમના પોશાક પહેરે છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતા પણ એ લોકો હાથથી જ બનાવે છે અત્યારે આપણે કોઈ પેન્ટ ટી શર્ટ એવું કંઈ પહેરીએ પણ પહેલાંના જમાનામાં લોકો હાથથી બનાવેલા સુતર સુતર કામ આપણે કહીએ કે ગાંધીજી પેલો રેંટિયો હાંકતા તો એનાથી જ બધા કપડા બનાવતા હતા અને ગુજરાતમાં તો આજે પણ અમુક ગામડા વિસ્તારોમાં એ રેંટિયો હાંકીને એ સુતરના તાંતણામાંથી ઊનના કપડાં બનાવવામાં આવે છે એ કહીએ ને કે ઊનકા મેં કળા ગુજરાતમાં વધારે જોવા મળે છે કે હાથોથી જ પોતાના કપડા બનાવે છે ને ગુજરાતમાં લાકડીઓ લાકડી જે દંડા કહીએ કે એ દંડા પણ સામાન્ય નહિ પણ દંડાઓ પર પણ એટલી કળાઓ કરવામાં આવે છે આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે તો એ આદિવાસી ભાઈઓ બહેનો વાંસમાંથી ટોપલા બનાવે છે પછી અમુક ઘર વપરાશની વસ્તુઓ બનાવે છે કુંભાર છે તો એ માટીના વાસણો બનાવે છે અત્યારે જો કે શહેરોમાં બધાય સ્ટીલના વાસણો છે અથવા તો નોનસ્ટિક કોઈ પણ કહીએ પણ જે મીઠાશ આવવી જોઈએ અમુક જે કહેવાય ને કે ફ્રિજનું પાણી ઠંડુ સારું પણ જે માટલામાં માટીના માટલામાં જે પાણી શીતળ થાય ને એની વસ્તુ અલગ છે ફ્રીજમાં ખાલી ઠંડુ થશે પણ માટલામાં જે હાથોથી બનાવવામાં આવે છે માંથી શીતળ જળ મળશે તમને એની વસ્તુ કંઈક અલગ જ આવે છે તો એમ કહીએ કે ગુજરાતની કળા અને હસ્તકળા એ બહુ જ પ્રખ્યાત છે અને બહુ જ આમ કહીએ ને કે જગ વિખ્યાત છે